જીવનમાં સૌથી પહેલાં મારી જે તરણકલા છે એ હું બારથી તેર વર્ષની ઉંમરની વચ્ચે શીખ્યો એમની પહેલાં પણ હું તરવા જતો હતો પણ એ નાના સ્વિમિંગ પુલમાં હું શીખ્યો હતો અને બાર થી તેર વર્ષની ઉંમરમાં હું જાણકાર તૈરાક બની ગયો હતો અને સૌથી પહેલાં મારા જે ગુરુ છે એમણે મને બટરફ્લાય સ્ટ્રોક અને ડક સ્ટાઇલ ડોગી સ્ટાઇલ આ બધા સ્ટ્રોકની પ્રેક્ટિસ કરાવી હતી મારી જોડે અને જયારે હું જાણકાર તૈરાક બની ગયો તો એમના એમનાથી પણ મોટો સ્વિમિંગ પુલમાં હું ગયો અને એના પછી હું સૌથી પહેલાં પંદર કે સોળ વરસની ઉંમરમાં પહેલાં સાબરમતી નદીમાં સ્વિમિંગ કરી હતી પરંતુ એમાં મને થોડુંક ડર લાગ્યું હતું અને જયારે હું શીખવાનું ચાલુ કર્યું હતો ત્યારે મને કોઈ દિવસ પાણીથી કે તરવાથી ડર નથી લાગતો કારણ કે બાળપણથી જ મને તરવાનો ઘણો શોખ હતો અને જે મારા ગુરુ છે એમનું નામ હતું ગીરીશભાઈ